હેલો હા તમે ઉબરમાંથી બોલો હા તો અમારે એક પ્રસંગમાં જવાનું છે હા ત્રણ ઓટોની જરૂર છે

અમદાવાદથી જવાનું છે હા એમ નરોડા હા નરોડાથી સરખેજ જવાનું છે હા તો ડાઈવર જલ્દી આવી શકે તેમ છે હા બને ત્યાં સુધી જલ્દી આવે એમ ઓકે હા થેન્ક યુ હો